મારા વિસ્તારમાં એક પટેલ રાજુભાઈ કરીને એક નેતા છે અને તે એક ઘણાંજ સારા નેતા જ નહીં પરંતુ એ ઘણા સારા નાગરિક પણ છે તેમનું કાર્ય ખૂબ જ સારું છે તે ગામોગામોમાં જઈ જઈને લોકોની સમસ્યાઓ સાંભળે છે અને એ સમસ્યાઓનો ઉકેલ પણ લાવે છે લોકોને પોતાની ભાવનાઓ નું લોકોનું તેઓ પોતે ભાવનાઓને ખૂબ જ સારી રીતે સમજે છે અને ખૂબ જ સારી રીતે વર્તન પણ કરે છે તે એક નેતા હોવા છતાં એક મામૂલી નાગરિક તરીકે અમારી વચ્ચે રહે છે અને વાતો કરે છે લોકોને પોતાની સમસ્યાઓ કહેવાનું તેમને ગમે પણ છે એક મોટા નેતા હોવા છતાં તેઓ અમારી વચ્ચે આવી આવે છે અને ખૂબ જ સારી રીતે વાતો કરે છે અમારી સમસ્યાઓનું સમસ્યાઓની જાણ લઈ તેઓ એ સમસ્યાઓને દૂર કરવાનું હંમેશાં પ્રયત્ન કરે છે તે મારા ઘરના નજીક રહેવાના કારણે તે અમારી સાથે ખૂબ જ સારી રીતે રહે છે અને તેમણે મને તે નેતા હતા તે પહેલા મારી મને ખૂબ જ મદદ કરી હતી તે એક નાગરિક તરીકે મને ખૂબ જ સારું મદદ કરી હતી તેમણે મને એક સારી કોલેજમાં એડમિશન અપાવી હતી એ અમુક વાર તેમણે મારા કોલેજની જે પણ ફી હોય તે ફી ભરી હતી પછી તેમણે મને અમુક વાર પૈસાઓની મદદ પણ કરી હતી અમારી ઘરે આજુબાજુ લાઇટના ખંભાઓ ન હતા તો તેમણે થોડા પૈસા આપીને અમારી ઘરની સામે એક એક થાંભલા મોટો ખંભો લગાવી અને લાઇટ લગાવ્યું હતું જેથી રાત્રે લાઇટ રહે રોશની રહે એના કારણ જેથી આજુબાજુ કોઈપણ પ્રક્રિયા થતી હોય તો રાત્રે આપણને ખબર પડે તો એ પ્રકારે તે નાગરિક હતા ત્યારે પણ અમને મને ખૂબ જ મદદ કરી હતી ને આજે એક મોટા નેતા બનવા છતાં પણ લોકો મોટા નેતા બન્યા છે ત્યારે પણ તે બધાને ખૂબ જ સારી રીતે મદદ કરે છે અને તેમનું કાર્ય હંમેશા લોકોને મદદ કરવાનું અને લોકોની ભાવનાઓને સમજવાનું છે